હેલો હા મેં અહીંયાથી ઓનલાઈન શોપિંગ કરી હતી અહીંયા મને બહુ જ સારું લાગ્યું શોપિંગ કરીને અહીંયાનું બહુ જ સારું હતું બધું ડિલીવરી ને બધું અને અહીંયા ગેમિંગ કોન્સોલના જે હતું બધું પ્રદર્શન ને સુવિધાઓ એ બધું અહીંયા બહુ જ સારું હતું મને ગમ્યું હા હું બીજી વાર બી અહીંયા પાર્ટીસિપેટ કરવા માંગીશ હા હા થેન્ક યુ આભાર તમારો